કોણ બોલો બરાબર બરાબર હા બરાબર એમાં ભઈ અમે એમાં વૃદ્ધ માણસ શું કામ કરી શકીશું હા અચ્છા અચ્છા અચ્છા ના જો એમાં શું સરકાર તરફથી એનો કાંઈ ફાયદો કરાવી આપશો કે અમારે સર્ટિફિકેટને બધું બાકી

બરાબર જી બરાબર હા હવે સાહેબ સાહેબ સાહેબ મારી વાત સાંભળશો તમે મેં તમે જે આ બધું કહો છો ને આવું તો કેટલાય લોકો આવી આવી ને અમને સમજાવી ને જાય છે પણ અમારા કોઈ સર્ટિફિકેટ જ નથી કઢાવી આપતા તો શું કરવાનું ના સાહેબ ઘરમાં જ છે પણ મારી પાસે તો નથી

પણ સાહેબ મારો મારો એક પ્રશ્ન છે અમારે ત્યાં ઘણી એન જી ઓવાળા સંસ્થાવાળા આવે છે હવે એ લોકો અમને બધું સમજાવે છે પણ જયારે અમારે ફોર્મ ભરવાનાં થાય ત્યારે ફલાણું ડોક્યુમેન્ટ નથી ને ફલાણું સર્ટિફિકેટ નથી ને તમારી ઉંમર આમ તેમ છે ને તમારે આવું કરાવવું પડશે હવે આ બધું કઢાવવા માટે અમે ક્યાં જઈએ હવે અમારા ઘરમાં મારે છોકરો અને છોકરી છે એ કામ ધંધે જતાં હોય તો મારે આ બધું કઢાવવા માટે મારે મારે ક્યાં દોડાદોડી કરવી સાહેબ

જી જી જી હા તો સાહેબ આવું કરો તો આવું કરો તો ઘણું સારું કેમ કે અમારા વિસ્તારમાં પંદર ભાઈઓ પંદર સત્તર ભાઈઓ છે ચાર પાંચ બહેનો છે કે જેમને બિચારાઓને કંઈ પણ થાય પ્રોબ્લેમ છે એમાં કંઈ ડોક્યુમેન્ટ્સ નથી એમની પાસે જન્મના દાખલા નથી કે આવકના દાખલા નથી એ પેલા શું કહેવાય આધારકાર્ડમાં કંઈક સુધારો કરાવવાનો હોય તો એના માટે ભઈ બહુ જ ધક્કા ખાવા પડે છે એમને તો તમે આવું કરતા હોવ તો તમારી મહેરબાની

હા હા હા તો આવો આવો વાંધો નહીં તો આવો વાંધો નહીં આપણે બીજે હા જી એ તો કહું છું કે હા બરાબર હા તો સાહેબ આવજો ગમે ત્યારે તમે ખાલી એક દિવસ પહેલાં કહી દેજો તો હું જે અમારે મારા જેવા છે એ ભઈઓ ને બે ચાર જણાને હું ભેગા કરીને રાખીશ અને તમારી વાત સાંભળીશું બધા પછી એમના શું શું પ્રશ્ન છે એ તમે સાંભળી લેજો હમ જી જી જી ઘણાં હા હા બરાબર બરાબર ના કહું છું ને ભાઈઓ છે એ છે પંદરેક જેવા ભાઈઓ છે અને બહેનો છે એ સાતઆઠ સાત આઠ બહેનો છે

સારું સાહેબ સારું સાહેબ સારું આવો તમારી મહેરબાની કોઈક ગરીબનું ભલું કરો ભગવાન તમારું ભલું કરશે ઓકે સારું સારું